એ કનક કનક ઇન્ડસ્ટ્રી માંથી વાત કરું છું આપડે લોખંડ ઓ બધી હોલસેલ નો મારે કામકાજ છે આપડે લોખંડની વસ્તુમાં શું રાખો છો ને તમે શું રાખો છો હું પોતે પોતે હૉલ સેલર છું એટલે મારે તમે એજેન્ટ તરીકે વાત કરો છો એટલે તમે હું તમે વસ્તુ છે શું રાખો છો મારી પાસે કોનટેટીમાં માલ હોય છે તમારે છેને ઓછા પૈશા તમારે સારું એવું તમે લઈ સકસો મારી પાસેથી

સારી વાત છે આપડે તમને જે કડીયા કામ માટે ના જે ઘર બનાવા માટેના ઓફિસો બનાવા માટેના જે આપડે અત્યારે કબચી માટે વપરાતા છેને લોખંડના હડિયા હી આપડે આપડે ઇ પોતે બનાવીએ છીએ એ આપડે પોતે આપડે પોતે બનાવીએ આપડે પોતાનો મેનિફેક્ચરિંગ કરી છીએ અને હૉલસેરૂ આપડે પોતે કરીએ છીએ બે કરીએ છીએ યસ હા કાઇ વાંધોનઈ તમે મળી તમારું જો ક તમારી મને પછી કોનટેટી જોસે અને હું કોનટેટી સિવાયે વર્ક નથી કરતો તમારે છેને મને કોનટેટીમાં વર્ક આપવું પડસે ભા એક ટન બે ટન માં તમારે મને ઓડર આપવો પડસે

અચ્છા કાઈ વાંધો નઈ તમે સંતોષ મળસે તમે ચિંતા કરો મા પાકું પાકું મેડમ હા ભલે